હું મારૂં રોકક્લાઇમ્બિંગને વધારવા માટે વાત કરવા માટે વ્યક્તિગત મોટીવેશન લેતી હોઉં છુ કાં તો અમુક પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળતી હોઉં છું અને બીજું કે મારું એક લક્ષ્ય નક્કી કરી રાખું કે જેમાં મારી પ્રકૃતિ અને સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારિત હોય અને નવું ફેક્સ છે કાં તો નવા પરવાનગી અથવા નવી ટેકનીક્સ શીખવાનું લક્ષ્ય પણ હું રાખું છું બીજું કે એને વધારવા માટે હું ટ્રેનિંગ લેતી હોઉં છું એની ટેકનિક્સનો સુધારવા માગતી હોઉં છું અને ફિટનેસ પણ હોય છે જેમાં અલગ અલગ ટાઈપના ફિટનેસના અભ્યાસ કરું છું કે જેનાથી મને ચડતા વખતે મુશ્કેલી ના પડે